આપણે મોરારીદાસ બાપુની કથા સાંભળતા હોઇ તો આપણને ઘણું પણ એમાંથી શીખવવા અને પણ ઘણું જ્ઞાન મળતું હોય છે પન આપણે એ ધ્યાનથી સાંભળીએ તો મળે બાકી નકર આપણે સાંભળ્યું હોય ને પછી બહાર નીકળી જઈએ તો આપણને યાદ ન રહે તો એનું કંઇ મહત્વ નથી બાકી શીખવું અને જીવનમાં ઉતારવું તો બઉ સહેલું છે પણ એ આપણે શીખવા માટે ઘણીવાર મહેનત અને ધ્યાન દેવું પડે કારણ કે આપણો જીવ હોય કથામાં અને પછી ઘરે જીવ રાખીએ તો નકામું છે એના માટે આપણે ધ્યાનથી ભગવાનની કથા સાંભળવા ગયાં હોય અથવા ભજન કીર્તનમાં ક્યાંય બી ગયાં હોય તો આપણા ગુરુના વંદન કરેલા હોય તો આપણે ગુરુજીને પણ યાદ કરીને આપણું બધું ય આ જિંદગી તો એક ઓલિ જ છે બાકી ભગવાનનું હરિ ભજનમાં થોડુંક ધ્યાન આપવું પડે કામ તો આખી જિંદગી જ ચાલવાનું હોય પણ આપણે થોડું થોડું બધી રીતે આપણે આ મીરાંબાઈ છે કોઈ કોઈ આપણે રામબાઈમાં એવા સ્ત્રી સતી ઘણાં બની ગયાં છે મીરાંબાઈ પણ ઝેરના કટોરા પી લીધાં હતાં રાણાજીએ મોકલ્યા હતા પણ એને ભલે એને ખબર હતી કે મને આમાં પણ એ થવાનું જ નથી પણ એને ઝેરના કટોરા મીરાંબાઈએ પી લીધા હતાં પણ તોય એને રાણાજીએ શું કર્યું કાંય નહોતું કર્યું અને મોજડી જ્યારે એને મેવાડ સાના ઓલા હતા ત્યારે એને કીધું તું કે આ મોજડી કે ક્યાં ચાલી ગઈ પણ આસમાનેથી એ મોજડી ઉતારીને પાછી આવી ગઈ તેણે જયાં જોયું ત્યાંતો સતીની મોજડી બેય એમ નેમ ત્યાંજ પડી હતી આવી આવી કસોટી પણ ભગવાન ઉપર અને સતી ઉપર થઈ ગઈ છતાં આપણે તો મનુષ્ય છીએ એટલે આપણી ઘણી ભૂલો થતી હશે પણ આપણે એમાંથી પાર ઉતરવાનું છે અને મોરારી દાસ બાપુએ કથામાં ઘણું કીધેલું છે એ આપણને યાદ કરીને સાંભળી લેવાનું અને બધાંનું અને ગુરુજીને વંદન કરીએ તોજ આપણે આગળ વધીએ